મારું મનગમતું સ્થળ એટલે કે સુરેન્દ્રગર જિલ્લામાં આવેલું આસ્થાનું સ્થાન એટલે કે ચોટીલા જે રાજકોટ હાઇવે ઉપર આવેલું એક આ સ્થાન છે ત્યાં ઘણા બધા સ્થળ સ્થળો આઉટ ઓફ કન્ટ્રીમાંથી આઉટ ઓફ સ્ટેટમાંથી આઉટ ઓફ ડિસ્ટ્રિક્ટમાંથી અને આઉટ ઓફ વિલેજમાંથી લોકો ઘણા બધા દર્શનાર્થીઓ આવતા આવતા હોય છે જેના કા જેની મનોકામનાઓ પૂરી થતી હોય છે તેથી ત્યાં એક હજાર ને એક હજાર ઉપરથી ત્યાં પગથિયાં છે ઘણા લોકો માનતાઓ લઈને આવતા હોય છે જેની શર શ્રદ્ધાઓ જેટલી હોય છે તે પ્રમાણેની માનતા હોય છે અને એ ખૂબ રમણીય અને ખૂબ કુદરતી સાનિધ્યમાં આવેલું અને આસ્થાનું સ્થાન એટલે ચોટીલા જ્યાં એક ડુંગરા ઉપર માતા ચામુંડ માતાનું મંદિર આવેલું છે અને અને મારો દરિયા મારું મનગમતું સ્થળ એટલે કે દરિયા કિનારો જ્યાં એક શિવરાજપુર હું ત્યાં બે થી ત્રણ વખત ગયો પણ મને ત્યાં ખૂબ સુંદર લાગ્યું છે અને મારા ગામની અંદર એ ખૂબ જ તળાવ ખૂબ જ સારું એવું તળાવ છે જેની આજુબાજુ ખૂબ સારાં વૃક્ષ વૃક્ષો છે ખૂબ સારું એવું વાતાવરણ છે ત્યાં અવાર નવાર ઘણા બધા પક્ષીઓ આવતા હોય છે તેની અંદર માછલીઓ પણ રહેલી છે ખૂબ સારું એવું વાતાવરણ અને અમારા ગામની અંદર બ્રાહ્મણી નદી કરીને એક નદી છે ત્યાં કેનાલના પાણીથી સતત વહેતી હોય છે તેથી ત્યાં અમે ઘણા અમારા ફ્રેન્ડ સર્કલ સાથે અમે ત્યાં તરણ ક્રિયા કરવા માટે જતા હોઈએ છીએ અને ત્યાં અમને ખૂબ જ મજા આવે છે અને આનંદદાયક લાગે છે અને કુદરતી સાનિધ્યમાં ખૂબ જ અમને મજા આવે છે